માથાનો દુખાવો દુખાવો છે આપણાં રોજના જીવનમાં બધાંયને અત્યારે નોર્મલ થઈ ગયો છે બધાંયને જ્યારે હોય ત્યારે આખો દિવસમાં કેટલી વાર માથું દુખતું હોય છે એને માથાના દુખાવા દુખાવો તો અત્યારે કેટલા રોગો છે એનામાં બધાય રોગો કરતાં તો માથાનો દુખાવો સાવ નોર્મલ છે આ સાવ આમ થઈ ગયો છે બધાંયને માથાનો દુખાવો થાય છે કારણ કે લોકોને ત્યારે જીવન શૈલી એવી રીતની થઈ ગઈ છે એવા પ્રકારની જીવન શૈલી છે લોકોની રોજ આવું જાવું અપડાઉન કરવું બધાને પછી ઝાઝું મેળવવાની લાલસા અને પ્રદૂષણ આ બધાના કારણે લોકોને છેને મા રોજ માથાનો દુખાવો થતો હોય સે માથાનો દુખાવો માટે માથા દુખવાનું કારણ શું છે એ આપણે બધાએ કોઈ જાણતા નથી કારણ કે માથાના દુખાવાના તો કેટલાય કારણો છે કે આ રોજનું ખાવાનું પીવાનું માણસને એવી રીતનું થઈ ગયું છે કે એના કારણે પણ લોકોને માથાના દુખાવા થાય છે બહારનું બારનું જમવાનું અને જે બહારનું જમવાનું તો કેવી રીતે હોય કે કંઈ નક્કી ન હોય કેવી રીતે બનાવ્યું છે શું છે શું નહીં એમાં કઈ રીતે નાખેલું હોય બધું બધી રેસીપી કઈ રીતે હોય એનો ઉપયોગ થાય છે એવું બધું કંઈ આપણને ખબર નથી હોતી છતાંય આપણે જેતે બધુંય બારનું જમી લેતા હોઈએ છીએ અને જ્યારે હોય ત્યારે જમવાનું કંઇ નક્કી હોતું નથી જીવન શૈલી આપણી એવા પ્રકારની થઈ ગઈ છે બહારનું ખાવા પીવાનું જીવન શૈલી આપણી અને જમવાનો ટાઈમ જે છે જમવાનો સમય એ આપણા માટે આપણા શરીર માટે જે મેન્ટેન કરવું પડે છે કે જાળવવું પળે છે કારણ કે આખા શરીર આખા દિવસમાં આપણે ત્રણ ટાઈમ જમતા હોઈએ છીએ ત્રણ વાર જમીએ એમાં જો આપણો સમય જે છે જમવાનો આજુ બાજુ થઈ જાય જાણે કે બપોરે આપણે એક વાગે જમતા હોઈએ તો આપણે ક્યાંક ઓફિસે ગયા હોય કે કોલેજે આવ્યા હોય કે લોકો ગમે ત્યાં ગયા હોય તો જમવાનો સમય જે છે આડા અવળો થઈ જાય ક્યારેક ચાર વાગી જાય ક્યારેક બપોરે જમવામાં ત્રણ વાગી જાય તો પણ માથાનો દુખાવો થઈ જાય છે એ પણ ઘણાને માથાના દુખાવા થવાના તો કેટલાય કરણ હશે અને પ્રદૂષણે એટલું છે આપણે એ વ્હીકલ અને વાહનો જે છે એટલા બધા આપણે વધી ગયા છે કે એના કારણે પ્રદૂષણને ધુમાળાને અવાજનું પ્રદૂષણ એટલા બધા વધી ગયા છે કે એના કારણે પણ લોકોને માથું દુખતું હોય છે ટ્રાફિક જામ એટલું બધું હોય એના કારણે આપણને માથું દુખે ફિલ અને આતે બધું એટલા લોકો લેતા હોય છે જાણે કોક માણસને એવી રીતે આદત પડી ગઈ હોય એવું અફીણ લેવાની કે તો છતાંય નાપાર્ક કારણે પણ માથું દુખતું હોય એ માથા દુખવાના તો હજારો કારણો છે એવી રીતે આપણા સૌથી પહેલા આપણે લોકો કેવું કરે કે ગમે તે રોગ થયો હોય તો ઘરે ઈલાજ કરતાં હોય છે જાણે કે તાવ આવી ગયો હોય તો એને પોતા મૂકવા છે આ છે તે છે એવું કરતાં હોય ઘરે બેઠા બેઠા તો એવી રીતે માથાના દુખાવા માટે કે ઘરના ઈલાજો છે ઘણાએ એવા ઘરગથ્થુ ઈલાજો છે જાણે કે આપણે પાટો બાંધી શકાય એ પછી ઘઉં એ આપણે ઘઉં જે આવે એ ઘઉંની લઈ કરીને માથાની બેય સાઈડ લગાડી શકીએ છે બીજું એ ઉપાય એ છે કે ઠંડા પાણીમાં મીઠું નાખીને એના પોતા મૂકી શકાય બીજું એક ઉપાય એ છે કે બામ લગાડવું હજી એક ઉપાય છે કે ઘણાય વ્યક્તિને એવું હોય કે કોરું માથું રાખતા હોય માથામાં તેલ ના નાખતા હોય તો પણ એનું માથું દુખે તો જો માથામાં તેલ ઘસવાથી એનું મસાજ કરવાથી પણ માથા દુખાવો છે એ બંદ થઈ જાય આવા ઘણા કારણો માથાના દુખાવાના થાય છે અને એને મટાડવા માટે પણ આપણે ઘરે બધાય ઘરગથ્થુ ઈલાજ કરતાં હોય ડોકટરો પાસે તો પછી દવા લેવા જાય પણ પહેલા ઘરનો ઈલાજ કરતાં હોય એવી રીતે માથાના દુખાવા માટે પણ આ ઘણાય ઉપાય ઘણાય ઉપચારો છે